હાય મારી માતા અને પિતા હવે બીજા શહેરમાં છે અને તેઓ આજે મારા વતનમાં પાછા ફરવા માંગે છે માટે હું એક કેબ બુક કરવી છે પૂછીને જણાવશો કે કેબ એક કેબ કેવી રીતે બુક કરવી અને તેના માટે શું પગલાં લેવા પડશે બે માર્ગ અને મુસાફરીની વિગતો માર્ગ શહેરનું નામ અને વતનની જગ્યા મુસાફરો મારા માતા અને પિતા ત્રણ આ સફર માટેનો અંદાજિત ખર્ચ શું હશે ચાર આ કેબ સર્વિસ ડ્રાઇવરના સંપર્કની વિગતો પણ આપશો આ માહિતી દ્વારા મને યોગ્ય પસંદગી કરવા માટે સહાય થશે આભાર